પ્રાદેશિક ફોટોગ્રાફીમાં અમારે ગામમાં જે બી હોય ત્યાં આગળ હું ફોટોગ્રાફી કરું રાજ્ય સ્તરે અમે લોકો સમજો નાથદ્વારા જઈએ તો ત્યાં આગળના પણ જે બધાં અમે લોકો પ્રોગ્રામ જોવા જઈએ ત્યાંના ફોટા વિડિયો ઉતારીએ રાષ્ટીય સ્તરે અમે જ્યાં પણ ફરવા જઈએ ત્યાં આગળના પણ ધાર્મિક સ્થળોના પછી ગાર્ડન્સના વગેરેના ફોટોગ્રાફી કરીએ અને એના વિડિયો પણ ઉતારીએ હમણાં પંદર ઓગસ્ટે અમે લોકો વલસાડ હતા ત્યાંથી અમે આવતા હતા રીક્ષામાં ત્યારે પંદર ઓગસ્ટનું જે આખો મોટો ધ્વજ બનાવેલો પોલીસવાળાઓ અને એ લોકોએ કોઈ ધ્વજ ચલાવતાતા એનો આખો મેં એના ફોટા બી પાડેલા અને એનો આખો વિડિયો પણ ઉતાર્યો છે લગભગ દસ મિનિટનો અને એ રીતે પ્લસ અમારે અહીં આશ્રમમાં હૉલની અંદર જે પણ પ્રોગ્રામ બહારથી લોકો આવે કરવા માટે એના બી ફોટા વિડિયો અમારા મેમ્બરો જે એમાં સાથે ગીત ગાતા હોય એ લોકોના બી જે સારા સારા ગીત અમારી ફરમાઇશના જ ગીતો હોય એ લોકો જે એના જે આર્ટિસ્ટ આવ્યાં હોય એમની સાથે એના પણ ફોટોગ્રાફી કરીએ પ્લસ એનો વિડિયો ઉતારી અને મારી પાસે રેકોડિંગ કરે અમે લોકો આજે પાંચ વર્ષથી જે પણ ફોટું ફોટો પાડ્યાં છે કે વિડિયો ઉતાર્યા છે હજી એક આજે મારી સાથે મોબાઈલમાં મોજૂદ છે અને આ રીતે હું દરેક પ્રોગ્રામમાં ફોટોગ્રાફી અને વિડિયો ઉતારું છું અને એમાં ભાગ લેવામાં મને બહું જ મજા આવે છે મને આનંદ આવે છે ભલે ગરમી હોય કે ઠંડી હોય પણ મને આ ફોટોગ્રાફી કરવામાં અને વિડિયો સેલ્ફી પણ લઉં છું હું હમણાં બોમ્બે ગયો ત્યારે મારી ફ્રેન્ડ સાથે હતો ત્યારે અમે લોકો હીચકા ઉપર બેઠાં હતાં ત્યાં પણ સેલ્ફી અમારા બંનેની લીધી અને એના ફોટાં પાડયા હતાં તો આ રીતે મને ફોટોગ્રાફીમાં અને વિડિયો શૂટિંગ કરવામાં ખૂબ જ મજા આવે છે અમારો સમયમાં ક્યાં પસાર થઈ જાય છે મને ખબર નથી પડતી